અમારે ત્યાં વીજળી કાપ હોતો નથી દિવસના ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ અમને વીજળી મળી રહી છે પરંતુ ઋતુઓનાં લીધે ક્યારેક ક્યારેક વીજળી કાપ આવે ત્યારે ખૂબ તકલીફ પડે છે કેમ કે ચોવીસ કલાક વીજળી માટે અમે ટેવાઈ ગયા છીએ એટલે જ્યારે વીજળી કાપ હોય એમાં બી જ્યારે સમય દિવસના સમયે જ્યારે ઓફિસ ઓફિસના કલાકો હોય કામકાજના સમય દરમ્યાન વીજળી કાપ થાય ત્યારે મારું કામકાજ ત્યાં ઊભું રહી જાય છે કેમકે મોટાભાગનું કામ કોમ્પ્યુટર પર કે એનાં પર કરવાનું હોય છે તો ત્યારે એ બંધ થઈ જાય છે અને ક્યારેક રાતના સમયે કોઈ એવો અતિભારે વરસાદ આવતો હોય ને રાતના સમયે વીજળી કાપ થાય તો ચોવીસ કલાક વીજળીમાં રહેનારા માણસો છીએ એટલે સમય ને સંજોગો સાથે શરીર એવું અનુકૂળ થઈ ગયું છે કે વીજળી વગર મતલબ પંખા વગર ઊંઘ ના આવવી ત્યાં પણ આપણો સમય બગડે છે અને જ જીવન આપણું એ ખોરવાય છે એમાં એટલે વીજળી કાપ જ્યારે જ્યારે પણ વીજળી કાપ આવે ત્યારે એ કોઈકને કોઈક રીતે તો અમને અસર કરે જ છે